મનુષ્ય પોતાનું જીવન કંઈક વિશિષ્ટતા દર્શાવવા માટે જીવતો હોય છે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનાં લોકો પોતાનાં જીવનો ખૂબ જ વિશિષ્ટ રીતે પસાર કરતાં હોય છે આ વિશિષ્ટતા એ એનાં પહેરવેશમાં એની ભાષામાં એની બોલચાલમાં વગેરે પ્રાપ્ત થતી હોય છે તો ગુજરાતનાં લોકો જ્યારે જ્યારે પોતે લોકમેળાઓ અથવા તો ઉત્સવો દ્વારા પોતાનાં જીવનને યથાર્થ કરતાં હોય છે અને એ ચિહ્નો એ પોતાની આગવી જ્ઞાતિ ઓળખ પણ પ્રગટ કરતાં હોય છે